હું ઈચ્છું છું કે દેશના દરેક નાગરિક જ્યારે પણ મુસાફરી કરે ત્યારે ઘણી ખરી બાબતોને ધ્યાનમાં લઈને જાય પહેલું તો એ જ કે તમે જ્યાં કશે પણ ફરવા જાઓ છો તે તમારું ઘર નથી તો એ પ્રમાણે વિચારવું નહીં કે તમે તમારા ઘરના જેવી સુવિધાઓ અને સગવળતાઓ મળશે ના ના ના ઘણી વખત તમને કઠોરથી કઠોર અને આકરી પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડશે આવા સંજોગોમાં હું ઈચ્છું કે દરેક સલામતીના માટે દરેકની સલામતીના માટે સરકાર કોઈ પગલાં લે જેમકે એક ચોક્કસ વ્યક્તિને નિર્ધારિત કરે કે જે આવનારા પ્રવાસીઓનું ધ્યાન રાખે એ લોકોની સાથે કોઈ ખોટું કે કોઈ છેડખાની નહીં થાય કે એ લોકોની સાથે કોઈ પ્રકારની ચોરી લૂંટફાટ પણ નહીં થાય તેનું ધ્યાન રાખે હવે આના માટે સરકારની જ્યાં સુધી જવાબદારી છે એના કરતાં વધુ જવાબદારી જે તે વ્યક્તિની છે કે એમની સાથે જો કોઈ પ્રકારની છેડખાની થતી હોય કે એમને કોઈ જ રીતે લૂંટવામાં આવતા હોય તો એ લોકો એનું ધ્યાન આપે બીજા વ્યક્તિઓની પ્રત્યે એનું ધ્યાન દોરે અને સરકારને પણ જણાવે કે અહીંયાં આવું કંઈ થઈ રહ્યું છે ઘણા રિસોર્ટોમાં લોકો જતાં હોય છે ત્યાં ખોટા કૃત્યો થતાં હોય છે જેનો નિકાલ લાવવો સર્વમત પ્રમાણે જરૂરી છે